ગુજરાતી ભાષા એ અમારી માતૃભાષા છે અને બહુ સરળ અને મીઠી ભાષા છે ઘણા બધા લોકોને બહુ કઠિન લાગે છે પણ ખબર નહીં કેમ કઠિન લાગે છે કેમકે ગુજરાતી જે લોકોને હિન્દી આવડતું હોય એના માટે તો બહુ જ ઈઝી ભાષા છે અને ગુજરાતી ભાષા બોલવી બી સહેલી છે વાંચવી બી સહેલી છે તથા તેની સાથે વાતચીત કરવામાં બી કંઈ વાંધો આવતો નથી અને મને ગુજરાતી ભાષા બહુ ગમે છે અને ગુજરાતી ભાષા સમજાવવી અને સમજવી એકદમ સહેલી છે તેથી ખબર નહીં કેમ લોકોને એવું લાગે છે કે ગુજરાતી શીખવું બહુ કઠિન છે પણ એ જરૂરી નથી કે કઠિન છે તેને એકવાર સમજવાની કોશિશ કરશો તો જલ્દીથી સમજી શકાશે